હા રાધે શ્યામ ડેરી ફાર્મ હા હા હા રાધે શ્યામમાંથી વાત કરું છું બોલો બોલો હા અમારે જે દૂધ ને દહીં ને અથવા માખણ ઘી પનીર બોલો બોલો આપને એ શું જોઈએ છે

હા હા હા હા ઓકે હા હા હા હા હા મારે દૂધનો ભાવ બાસઠ રૂપિયા હં આપણે એ હા બોલો સંભળાય છે હા હા હા બાસઠ રૂપિયા દૂધનો ભાવ છે અને પનીરના ચારસો રૂપિયા છે હા અને દહીંનો ભાવ તો આપણે વ્યાજબી ભાવ તમને લગાડી દઈશું તમારે કેટલું જોઈએ છે હં હં ઓકે હા હા હા તો કાંઇ વાંધો નહીં હં ભલે ભલે ઓકે હા હા આપણે વ્યાજબી કરી દઈશું ઓકે હા હા હા કાંઈ વાંધો નહીં બેન તમે આપણે છે ને સરસ હા હા આ જુઓ અને તાજું ને ફ્રેશ એકદમ હા નાના બધું એકદમ સરસ છે તમને વસ્તુ મળશે એમાં કોઈ અમારી એ ઓલી ગેરંટી જ હોય છે અમારો માલ એકદમ ચોખ્ખો અને સરસ માલ હોય છે એટલે એમાં તમે હં હં નહીં નહીં તમે અમારી ડેરી પર વિશ્વાસ રાખો અને તમને સારો માલ મળશે એટલે એના માટે તમે જોઈએ એટલો ઓર્ડર કરી શકો છો અને વ્યાજબી ભાવે મળશે હોં હમ હા ના ના અમે અમે તમને ત્યાં ડિલેવરી જ કરી દઇશું અમારા માણસો આવીને તમારે ત્યાં આપી જશે ઓકે સરનામે ઓકે હા આપણે તો રોકડા હા આપણે રોકડા દઈ શકતા હોય તો ભલે નહીંતર આપણે પણ એમાં ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો ઓકે અત્યારે તો તમારે અડધું પેમેન્ટ તમને જમા કરાવવું પડશે હમ હા હા હા ઓકે ઓકે અડધું પેમેન્ટ અત્યારે જમા કરાવજો અને પછી ડિલેવરી જ્યારે અમે તૈયાર થઈ જાય પછી તમે પૈસા આપી દેજો ઓકે ચાલો હા હા હમ હ હા હા હા હા

હમ હા હા ઓકે હા એ હા હા ભલે હોં તમારું બધું પેમેન્ટ હા ઓકે હાલો મૂકું છું હોં